પાણી એ માનવીના જીવનની મુખ્ય જરૂરિયાત છે સવારથી સાંજ સુધીમાં એ લગભગ એવાં જ બધાં કાર્યો કરે છે કે જેમાં પાણીની જરૂર પડે સવારે ઊઠીને બ્રશ કરવામાં કે પછી દૈનિક કાર્યો કરવામાં સ્નાન કરવામાં કપડાં ધોવામાં વાસણ સાફ કરવામાં રસોઈ બનાવામાં આ બધી જગ્યાએ પાણીની જરૂરિયાત પડે જ છે